અને હજાર રુપિયા લઇશ હજાર રૂપિયા લઇશ હજાર રૂપિયા લઇશ બટાકાનાં હા હજાર રુપિયા લઇશ કેટલાં ટન છે કેટલાં ટન છે

હા પહેલાં પાંચસોનો હિસાબ લખો મણનો રીંગણાનો અને પેલાનો બટાકાનો લખો હજાર રૂપિયા હા અને ટમાટરનાં લખો તમે પ બે હજાર રુપિયા લખી દો બે રુપિયા કરી દો એ બાયલાઇ છે ટામેટાં બે ના અમારે પણ આગળ અમારે વેચવાનાં છે પછી અમે કેવી રીતે તમને આપી દઈએ એમ અમારે પણ આપવું જોઈએ ને અમને પણ મળવું જોઈએ ને આટલું તો ના થાય ને ના હવે તમારે મોકલી દો ત્યાંથી ટ્રેક્ટરમાં અહીંથી હું ટ્રક મોકલીને તમને જે તમે કરશો નક્કી એ ભાવ તમને આપી દઇશું અમે માલ પહોંચી જવું જોઈએ પહોંચ આવવી જોઈએ પહોંચ મળી જશે તમને ભાડ ભાડું તરત આપી દઇશું હા વાંધો નહીં આવવા દો હોં હા આ કાંટો હા હા કાંટો કરે છે એ મોકલો